સવારનાં દોડ ઘણાં લોકો સવારે દોડવાનું પસંદ કરે છે કારણ કે તે દિવસની શરૂઆત તાજગી અને ઉત્સાહ સાથે કરે છે આ સમયે પાથ ઉપરની મિશ્રણ અને મનને પ્રફુલ્લિત કરવાની તક મળે છે સાંજના દોડ અન્ય લોકો સાંજે દોડવાનું પસંદ કરે છે ખાસ કરીને જેમને દિવસ દરમ્યાન વ્યસ્ત રહેવું હોય સાંજનાં સમય દોડને એક પ્રકારની ડીનો માટેનો રિલીસ અથવા સ્ટ્રેસ માન્યવર તરીકે જોવામાં આવે છે સમય સામાન્ય રીતે દોડ માટે વીસ થી ત્રીસ મિનિટનો સમય આપવામાં આવે છે પરંતુ કેટલીક વાર લોકો એક કલાક અથવા તે વધારે સમય પણ વ્યય કરી શકે છે જે તેમનાં લક્ષ્ય અને ફિટને સ્તર પર આધાર રાખે છે પ્રેરણા રોજ દોડવાં માટે લોકો વિવિધ કારણો ધરાવે છે જેમ કે તંદુરસ્ત રહેવું દોડ એ હાર્ટ હેલ્થ વજન નિયંત્રણ અને મંત્રણાનાં સકારાત્મક અસર માટે મહત્ત્વપૂર્ણ છે સુઘડતા માનસિક મજા અને મનને શાંત કરવાનો અનુભવ લક્ષ્ય પૂરા કરવું ફિટનેસ ગોલ્સ દોડનાં ઈન્વેસ માટે તૈયારી અથવા કોઈ ખાસ સ્પર્ધા માટે તૈયારી સામાજિક એન્જોયમેન્ટ દોડવાની સામુહિક ગ્રૂપ્સ અથવા ફેમિલી સાથે દોડવું